હા હું આનંદ હોટલમાંથી શિવાની વાત કરું છું હા હા બરાબર હા હા એટલે આજ સુધીમાં અમારી આવી કોઈ ફરિયાદ તો નથી આવી પણ એમાં એવું છે કે અમારે ત્યાં એક નવો કારીગર આવ્યો છે એટલે હજુ એમને જોઈએ એવી ખબર નથી પડતી એટલે કદાચ એના લીધે આવું થયું હશે

હા હા

હા એટલે અમે દર વખત એવો પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહકને સંતોષ થાય અમારી કામગીરીથી એમને બીજી વાર આવી ફરિયાદનો મોકો ન આપીએ પણ આમારી આ વખતે ભૂલ થઈ ગઈ હવે આવતી વખત આવું નહીં થાય હા હા હા હા હા હા એટલે પણ મેં કહ્યું ને કે આ વખતે નવા કારીગરના લીધે આવું થયું છે પણ હવે આવતી વખતે આવું નહીં થાય એવું હોય તો જો તમે અહીંયા હાજર હોતને તો હું તમને બદલી આપત હા હા એટલે અમારું સારું જ હોય છે આજ સુધી એવી કોઈ ફરિયાદ તો આવી જ નથી પણ આવું પહેલી વખત થયું છે પણ હવે આવતી વખતે નહીં થાય એવું અમે ધ્યાન રાખીશું હા તમે તો જુના ગ્રાહક છો ને હા હા બરાબર હા હા બીજી તો તકલીફ નથી ને હા તો તમે બે દિવસ પછી જે મંગાવશો એ અમારા તરફથી મોકલાઈ જશે તમારા ત્યાં હા અને અમારો ડિલીવરી ચાર્જ પણ નથી હોતો હા આભાર